નમસ્તે

હાં તમારે દિંડી ડાન્સ સીખવું છે

તમને આમાં કેવી રીતે ઇન્ટરેસ્ટ આયવું હમ તમે પેલા કોઈ જગ્યાએ ડાન્સ કર્યું હતું

તમે પેહલા કોઈ ઈન્સ્ટિટરયુટમાં તો કોઈ સાંસ્કૃતિક પરફોર્મન્સમાં પરફોર્મન્સ કરેલું હતું હં હાં તો તમેં ડાન્સમાં ઇન્ટરેસ્ટ છે ને હાં તો અમારે તો બધી જ પ્રકારના ડાન્સ શીખવામાં આવે છે એમ દિંડી ડાન્સ એ ખૂબ જ સારો ડાન્સ છે તમારે શીખવો હોય તો તમે અપલાય કરી શકો છો અને એના માટે તમારે એક્સરસાઈઝ કરવી પડે છે અને હેલ્ધી રહેવું પડે છે તમારે મેન્ટેન કરવાનું હોય છે તમારા હેલ્થને

એની ફીસ છ મહિનાની દસ હજાર હોય છે હમ એના માટે ટાઈમિંગ પણ તમારે કાઢવી પડશે વધારે કારણકે એમાં એક મહેનત લાગે છે એટલે તમે જરાક વધારે ટાઈમ નીકાળવી પડશે એના માટે મોર્નિંગ જ ટાઈમ હોય છે એટલે તમે મોર્નિંગમાં જ આવજો હમ મોર્નિંગ જ તમે નાઇનથી નાઇન પીએમથી એએમ સુધી કઈ એટલે હું એન સુધી કરી શકો છો હા બે કલાક સુધી

હા તો તમે આવવા માંગો છો

હાં તો તમે આવજોને અમારા ત્યાં દિંડી ડાન્સ ખૂબ સરસ શીખવાડવામાં આવે છે તમે એની ટેન્શન નઇ લેતા તમારું થઈ જશે ઓકે થેન્કયુ